હાલો ચેતાલી મેમ હા બરાબર હું અઇની ડિરેક્ટર બોલું છું તમારી પાસે તમે ટીમ છો બસ મને સારું છે હવે વાત એવી છેકે કાલે આપળે આ મૂવીનું શુટ છે અને એમાં તમારી કિવન્સ છે કાલે તો તો કાલે તમારે આવાનું રેશે તો તમે હું તમને સીન સમઝાવી દઉ છું કાલે આપળે એ સીન નંબર ટવેન્ટી ફાઇવ ઉપર કામ કરવાનું છે અને એ લવ ચીસીન છે આપળે હા હા કંઇ વાંધો નઇ હા આ ફિલ્મો તો ફિલ્મની ફિલ્મો જ હોય છે એટલે એ તો ચિંતા કરવાની તમારે જરૂર નથી પણ લવ સીન છે અને આપળે આર્ટિસ્ટ જે આપળા સીન નંબર ટવેન્ટી થ્રીમાં હતા એજ આપળા આર્ટિસ્ટ છે તો તમે કાલે આપળા આર્ટિસ્ટ સીન નંબર ટવેન્ટી થ્રીમાં જો આપળા મેન લીડ એક્ટર છે એજ છે તમારી સાથે કારણ કે કાલે લવ સીન છે એટલે કાલે સવારે સાત વાગાની સિફ્ટ છે કાલે સેડ્યુલ ટાઈમ હોવે તો તમારું રોલ ટાઈમ છેને અગયાર વાગા આસપાસનું છે એટલે તમે દસ વાગે આવી જાઓ તો સારું એટલે તમારું તમે રેડી થઈ જાઓ તો બાર વાગે રોલિંગ થઈ જાય બરાબર ઓકે તો તમે કાલે આવી જાશો હા લોકેશન અને એ બધી ડિટેલ્સ હું તમને યેસ ટેક્સ્ટ માં સેન્ડ કરી દઇશ ઓકે થેન્ક યુ બ બાય